હાલ ભારત દેશ સૌથી મોટો મોંઘવારીનો પડકારનો સામનો કરીને રહ્યો છે કારણ કે આપણે જોઈએ છીએ જ્યારે આપણે કશે બહાર જતા હોય ત્યારે આપણાં ગજવામાંથી ક્યારે પાંચસો રૂપિયા વપરાઈ જાય આપણને જ ખબર નથી પડતી અને શાકભાજી અનાજ કેટલું મોંઘુ થઈ ગયું છે અને તે છતાં ડેલી યુઝ માટેની વસ્તુ પણ કેટલી મોંઘી થઈ ગઈ છે સરકાર આના માટે શું કરે છે અને સરકારે મોંઘવારી વધારવા માટે આ મેટ્રો આવા અન્ય અન્ય જેવાં બધુ વસ્તુઓનો સામનો કરવા કરતાં મોંઘવારી પર ધ્યાન આપતી હોય તો આપણા દેશમાં મોંઘવારી પણ ઓછી થઈ શકે છે ને પહેલાંની જેમ આપણે સારી રીતે ખરીદીને રહી શકીએ છીએ જ્યારે મીડલ ક્લાસ લોકો શું કરવાનાં મોંઘવારીમાં એ લોકા તો ઘરના ન ઘટના થઈ ગયાં નહીં ઘરમાં રહેવાય નહીં બહાર રહેવાય ઘરમાં રહેવા તો ઘરના પ્રોબ્લેમ બહાર જાય તો પૈસાનો પ્રોબ્લેમ ક્યાં જાય માણસ